મારા રોજિંદી દિનચર્યાની અંદર મેં યોગને સૌથી પહેલું સ્થાન આપ્યું છે રોજ સવારે ઉઠીને બ્રશ કર્યા બાદ હું સૌથી પહેલાં યોગ કરું છું યોગની અંદર વિવિધ આસનો પ્રાણાયામ અને ખાસ કરીને સૂર્યનમસ્કારનો હું ઉપયોગ કરું છું આમ તો મારો દિનચર્યા ખૂબ જ બીસી રહે છે પરંતુ તે છતાં પણ હું યોગ માટે દિવસની અંદર અડધો કલાક જેટલો સમય કાઢવાનું પસંદ કરું છું કેમકે યોગ એ આપણાં શરીર અને આપણાં મન માટે સૌથી વધારે અગત્યનો છે